તમને મારો અવાજ આવી રહ્યો છે ઓકે સર મારે તમને થોડાક પ્રશ્ન પૂછવા છે હ ત એવું સાંભળવામાં આવ્યુ છે ને એવા મીડિયા રિપોર્ટ્સ છે કે તમે જે એરિયામાં રો છો એ એરિયામાં પૂર આવી ગયુ છે શું એ વાત સાચી છે તો શું હું જાણી શકું કે અત્યારે તમારા એરિયાની કંડીશન કેવી છે હમ હમ એટલે તમે એમ કેવા માંગો છો કે અત્યારે પૂરના કારણે મીડિયાની સોરી ગવર્મેન્ટની એટલી બધી વ્યવસ્થાઓ નથી જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં કે ઘરવખરીઓમાં લોકો નાના લોકોની ઘરવખરીઓમાં એટલું બધું નુકશાન થયેલું છે તમે એમ કેવા માંગો છો ઓકે તો શું તમે એવું ઈચ્છો કે તમારા વિસ્તારમાં થોડા સુધારા વધારા થવા જોઈએ તમારા વિસ્તારમાં થોડી ઈમ્પ્રુમેન્ટસ થવું જોઈએ ઘરનાળા છે એમાં વ્યવસ્થિત બધું થવું જોઈએ પાણીનો નિકાલ થવો જોઈએ બરાબર બરાબર અને બીજું જે તમારા એરિયામાં ચાલી રહ્યું છે કે જે ગટરનું કામકાજ ચાલી રહ્યું છે કે ગટરના અત્યારે બધાએ જે બધાએ જિલ્લામાં અત્યારે ખો લોકો ખોદે છે જેના કારણે અત્યાર અત્યારના પૂરના સમયમાં તમારે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો એ વાત સાચી છે તો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો જેના કારણે તમારા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા તો શું તમે વ્યથા ભોગવી રહ્યા છો તમારા પોતાના ઘરની હાલત કેવી છે

તમે થોડો ખુલ્લીને જવાબ આપો તમે જવાબ સરખો નથી આપી રહ્યા તમે કોઈ દિ ગભરાશો નઈ તમે થોડોક વ્યવસ્થિત ખુલીને જવાબ આપો તમે કોઈની પરવા ન કરશો કારણ કે મીડિયાનું કામ જ એ છે કે સાચી વાત લોકોની સામે બાર બહાર લાવવી ઓકે